ત્રીસ માર્ચ ઓગણીસ સો અઠ્ઠાણુંના મારી જન્મ તારીખ છે એક એપ્રિલ બે હજાર ઓગણીસના હું જુનાગઢ ગયો હતો ત્રણ ઓગસ્ટ બે હજાર ઓગણીસના હું દ્વારકા ગયો હતો ચાર ઓક્ટોબર બે હજાર ઓગણીસના હું પોરબંદર ગયો હતો સાત જુલાઈ બે હજાર વીસના હું સોમનાથ ગયો